હેલો મેં તમને નવ વાગે સવારે પંજાબી ભોજનાલયથી લઇ જવાનું કહ્યું હતું મેં તમને ફોન પણ કર્યો પણ તમારો જવાબ ન આવતા હું ત્યાંથી બે મિનિટ આગળના રસ્તે કાઠિયાવાડી ભોજનાલય ઉપર ઊભી છું તો કૃપા કરી મને ત્યાંથી લઈ જાઓ તે પંજાબી ધાબાથી બે મિનીટ મિનીટ જ આગળ સીધે સીધું છે અને જો તમને કોઈ તકલીફ આવે તો તમે મને ફોન કરીને પૂછી લેજો અને મને અહીંથી લઈ જાઓ